સમાજમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગો આપણે બનતા હોય છે ઊજવતા હોઈએ છીએ અને એમાં સ્વભાવિક રીતે નાનપણથી આજ સુધીમાં ઘણી જગ્યાએ ભાગ લેવાનો આવે છે પણ મારી માન્યતાઓ પ્રમાણે આ બધા પ્રસંગોની અંદર સમાજના પ્રસંગોમાં તો આપણે ઊભા કર્યા છે ધાર્મિક પ્રસંગો છે એ અગાઉથી ચાલ્યા આવે છે પણ એટલી બધી વણઝાર છે ધાર્મિક પ્રસંગોની કે માણસે હજી અઠવાડીયું ના થાય ત્યાં એક પ્રસંગ આવે ત્યાં બીજો ગણેશ ચતુર્થી આવે ત્યાં વળી ક્રૃષ્ણનું એમ આવ્યા જ કરે આવ્યા જ કરે એટલે પ્રજાનું મોટો ભાગનો પ્રજાનો સમય આમાં જ જાય એટલે જે વિદેશની અંદર અમુક પ્રસંગ હોય ન હોય એમ નથી પણ આખી વણઝાર છે પછી એમાં વધારે વધારે પાછા સામાજિક પ્રસંગો કોઈના જન્મ દિવસ છે અને આવું તે બધું ઉજવાય સ્કુલનું હોય કોઈ મહાન વ્યક્તિનું હોય તો રોજે રોજ તમારા મોબાઈલ પર સંદેશો આવે આજે તો આ જયંતી છે ને આ જયંતી છે અને આ ભાઈનું આ નેતાઓનો જન્મ દિવસ છે અને ઉજવણી ઉપર ઉજવણી ચાલ્યા જ કરે જો આમ ચાલશે તો સમાજના વિકાસ માટે આપણા આપણે પ્રયત્ન કરવાનો છે એ પ્રયત્ન કરવામાં વૈજ્ઞાનિક રીતે આગળ વધવામાં કોઈ ટેકનિકલ બાબતોમાં આગળ વધવામાં આપણે ભેજુ ચલાવતા જ નથી માત્ર એ પ્રસંગને કેમ વધારેમાં વધારે ભવ્ય બનાવવો કેમ અવાજવાળો ઘોંઘાટવાળો બનાવવો આવું જ લોકો વિચારતા હોય છે એટલે જેટલા જેટલા વાજિંત્રો નવા નવા વાજિંત્રો દેકારા પડકારા આ બધા ઉજવાય છે એમાં જવાની ઈચ્છા નથી થતી પણ ધાર્મિક જે હોય એમાં અમુક દેવી દેવતાઓનું છે એને આપણે માન આપવું જોઈએ એને અપ્રીશીએટ કરવું જોઈએ એવું હું માનું છું કોઈ જગ્યાએ પંડાલ હોય તો પગે ન જ લાગવું અને એવું ન ઉજવવું ને એવું કંઈ નથી બધે જ ભાગ લેવો જોઈએ અને તમારા મર્યાદામાં રહીને આ બધા ઉજવણી થાય તો એ વધારે સારું છે એવું મારું માનવાનું છે